ગુજરાતનાં ગુજરાતની ટેકનોલોજી ઓનલાઈન શિક્ષણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા ફેરફારો થયાં છે પહેલાંના જમાનામાં સ્ત્રીઓમાં શિક્ષણનો અભાવ હતો સ્ત્રીઓ ભણી ન શકતી તેમજ ઘણાં ગામડાઓ અને શહેરોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વંચિત રહ્યું હતું સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી અને સારી રીતે શિક્ષણ મેળવી શકતી નહીં આમ જોવા જઈએ તો સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ પહેલાંના જમાનામાં ઘણું ઓછું હતું તેમજ શિક્ષણમાં સ્ત્રી કાર્યનો અભાવ હતો આજના જમાનામાં જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે ભણતર ક્ષેત્રે તેમજ સ્ત્રીઓ ઘણાં ક્ષેત્રોમાં પુરુષો કરતાં પણ આગળ વધી છે પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ આજના જમાનામાં સારી એવું વધવા લાગ્યું છે તેમજ ઘણા ઊંચા ઊંચા ક્ષેત્રોમાં સ્ત્રીઓ જોવા મળે છે અને સારી રીતે ભણે છે અને સારું સારું શિક્ષણ મેળવે છે તે સારી સારી જોબ્સ સ્ત્રીઓને મળે છે આમ જોવા જાઈએ તો પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું પ્રમાણ પહેલાંના જમાના કરતાં ઘણાં ફેરફારો થયાં છે સ્ત્રીઓ સારું એવું શિક્ષણ મેળવે છે ગવર્મેન્ટ દ્વારા સ્ત્રી માટે ઘણાં ક્ષેત્રો ચાલુ કરવામાં આવ્યા છે ઘણી જ સરકારી જોબોમાં પણ સ્ત્રીઓ માટેની સીટો અલગથી નક્કી કરવામાં આવી છે આમ જોઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર આજે સાર્થક બન્યું છે આમ જોઈએ તો સ્ત્રી ઘણા ક્ષેત્રોમાં સારું એવું નામાંકિત થઈ છે સારી સારી જગ્યાએ જોબ સારી રીતે મેળવે છે તેમજ સારી સારી જગ્યાએ નોકરી કરે છે આમ પહેલાંના જમાના કરતાં આજના જમાનામાં સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણાં ફેરફારો થયા છે તેમજ સ્ત્રીઓ પુરુષોની તુલનાએ આગળ વધવા લાગી છે આજના જમાનામાં સ્પોર્ટમાં નામાંકિત પ્લેયરો પણ થયાં છે ગુજરાતમાં ગુજરાતનાં ઘણાં પ્લેયરો છે જે આગળ આવ્યાં છે સ્પોર્ટમાં રવીન્દ્ર જાડેજા ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટર તે ઘણાં સ્પોર્ટની જગ્યાએ આગળ વધે છે આમ જોવા જઈએ તો પહેલાંના દેશો પહેલાંના દેશોની તુલનાએ ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે જેને કારણે અલગ અલગ ક્ષેત્રોમાં સ્પોર્ટ ક્રિકેટ યોગા વગેરેમાં ઘણાં ઘણાં ખરા ફેરફારો થવા લાગ્યા છે અને સ્ત્રીઓ પણ આગળ વધવા લાગી છે કોરોના ડિજિટલમાં પણ કોરોના ડિજિટલમાં પણ સારી રીતે એવાં ફેરફારો થયાં છે ગુજરાતમાં સ્ત્રીઓ આગળ વધવા લાગી છે તેમજ ગુજરાતમાં ઘણા ક્ષેત્રોમાં ગવર્મેન્ટ દ્વારા ફેરફારો થયાં છે જેને કારણે આજે ગુજરાત બીજા દેશોની તુલનાએ આગળ વધવા લાગ્યા છે ઘણા ડોક્ટરો છે જે આજે શિક્ષણ મેળવીને ગુજરાતમાં ડોક્ટરોની સંખ્યા વધી છે અલગ અલગ દેશોમાં પણ ગુજરાતના ડોક્ટરો હોય છે આમ જોવા જઈએ તો ભારત સરકાર આમ જોવા જાઈએ તો ગવર્મેન્ટ દ્વારા ગુજરાતમાં ઘણાં ફેરફારો થયાં છે ઘણી ઘણી યોજનાઓ શરૂ થઈ છે જેને કારણે આજના જમાનામાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેમજ અલગ અલગ ક્ષેત્રો કાર્ય કરતા થયાં છે જેને કારણે લોકો સારી રીતે સ્ત્રીઓ જોબ કરી શકે છે અને અને સારી એવી પોસ્ટમાં નોકરી મેળવે છે આમ જોઈએ તો ગુજરાતમાં શિક્ષણનો વિકાસ થયો છે જેને કારણે અત્યારના જમાનામાં ટેકનોલોજી ને શિક્ષણ ક્ષેત્રે તે સારી એવી આગળ આવી ગયું છે આમ જોઈએ તો ગુજરાત બીજા દેશોની તુલનાએ ઘણાં ફેરફારો થયાં છે અને ગુજરાત આજે બીજા દેશોની જેમ આગળ વધી ગયું છે આ રીતે જોઈએ તો ગુજરાતમાં અલગ અલગ ડોકટરો છે તેની સંખ્યા પણ ઘણી વધારે છે બીજા દેશો કરતાં સ્ત્રીઓ પણ અલગ વધવા લાગી છે અલગ અલગ જગ્યાએ સ્ત્રીઓ ઊંચી પોસ્ટ પર નોકરી કરવા લાગી છે આથી ટેક્નોલોજી ઓનલાઈન અને શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંયોગ દ્વારા ઘણા ફેરફારો થયાં છે અને પહેલાંના જમાના કરતાં અત્યારના જમાનામાં ગુજરાતમાં ઘણાં એવાં ફેરફારો થયાં છે અને સારો એવો વિકાસ પણ થવા લાગ્યો છે પહેલાંના જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ મેળવવા વંચિત રીતે ઘણી સ્ત્રીઓ શિક્ષણ મેળવવો હોવા છતાં મેળવી શકતી નહીં પણ આજના જમાનામાં બધી સ્ત્રીઓ શિક્ષણ મેળવી અને આગળ વધારે પડતું ભણતર મેળવી શકે છે અને સારી એવી પોસ્ટોમાં નોકરી પણ મેળવવા લાગી છે આથી ગુજરાતમાં નોંધવા લાયક શિક્ષણ ક્ષેત્રમાં ઘણા ફેરફારો આપણને જોવા મળે છે જેમાં ગુજરાત આજના જમાનામાં આગળ વધી ગયું છે પેલાના જમાના કરતાં ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે